અમારી સ્કૂલમાં એક નાની લાઇબ્રેરી હતી અમે બાળપણમાં ત્યાં જ બેસીને બધા બાળકો સાથે ખૂબ જ મસ્તી કરતાં અને વાંચતાં એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા પુસ્તકો હતા જેમકે મહાત્મા ગાંધી જીવનચરિત્ર રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ એમના જે પુથવીરાજ ચૌહાણ આ બધાનું જીવનચરિત્ર અને એમની જીવન સંસ્કૃતિ બધ અલગ અલગ પ્રકારના બીજા બધા પણ પુસ્તકો હતા એમાંથી અમને ઘણું શીખવા મળ્યું અને અમારા બધા બાળકોને પણ એમના જીવનચરિત્ર વિશે જાણવા મળ્યું અને ખૂબ અમારા જીવનમાં પણ એમના જેવું જીવવા મળે એ બધું અમને પણ સારી રીતે એવું સમજ પડતી હતી